કલા અને હસ્તકલામાં રોકાયેલા લોકોને સોશ્યલ મીડિયાના મંચે ઘણી બધી રીતે મદદ કરી છે જેમ કે વિવિધ વસ્તુઓ બનાવતા શીખવી છે આ બધી વસ્તુઓ બનાવવા માટે સાધન સામગ્રીની જરુર પડે છે આ બધી સાધન સામગ્રી ઓનલાઇન રીતે વ્યાજબી ભાવ અને ગુણવત્તા રીતે ગુણવત્તાવાળી હોય છે મેં પણ ઘણી બધી વસ્તુઓ ઓનલાઇન રીતે મગાવી છે હા મને પણ આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવું ગમે છે હું યુટુબ ચેનલો જોઉં છું અને નવા નવા વિડીયો બનાવી અને પોસ્ટ કરું છું આ બધા વિડીયો બનાવતા મને લોકોના સારા એવા પ્રત્યુત્તરો મળે છે મેં પણ નવા બ નવા ઘણાં બધા વિડીયો બનાવીને મૂક્યા છે અને મેં હમણાં જ એક વિડીયો બનાવીને મૂક્યો હવે આ યુટુબ ચેનલમાં ઇવીડિયો બનાવીને મૂકવાનો મારો પણ એક શોખ બની ગયો છે અને તેના લીધે લોકો લોકો ખૂબ જ સારા એવા પ્રત્યુત્તર આપે છે અને હું દરરોજ નવા નવા વિડીયો બનાવીને મૂકું એવા લોકોને આશા હોય છે